ફોટોગ્રાફ્સ લેવા માટે તો મારી પાસે ઘણા કૅમેરા છે તો એટલે હું એક પ્રૉફેશનલ ફોટોગ્રાફ છું એટલે કૅમેરા તો હોવો જ જોઈએ બરાબર તો એક તો છે કેનોન યુ એસ બસ્સો ડી બરાબરને સેકંડ ઍડિશન અને પછી છે ફુજી ફિલ્મ નેક્સ્ટ ટી ફાઇવ બરાબર ને જે મિરરલૅસ કૅમેરો આવે છે એ છે અને એના પછી જે નિકોનનું આવે છે નીકોન અ વન થ્રી ડબલ ઝીરો ડી એ છે ને પછી કેનોનનો જે છે કેનોન ઈ ઓ એસ વન ફાઈવ ત્રીપ્પલ ઝીરો બરાબર ને તો એ ત્રણ થી ચાર કૅમેરા મારી પાસે છે અને બીજા તો જે આપણે કહીએ ને જે ગોપ્રોન આવે છે તો એ તો બધા પડ્યા જ છે પણ મારું જે પર્સનલ ફેવરિટ કહીએ ને અને જે અફૉર્ડેબલ પણ છે તો એ છે કેનોન ઈ ઓ એસ બસો ડી તો એ કૅમેરો સારું છે અ અને એમાં ફોટો પણ સારા આવે છે એમ એનું કંઈક મેગા પિક્સલ કૅમેરો જોઈએ તો બાવીસ ચોવીસ મેગા પિક્સલનું કાંઈક એનું કૅમેરું છે બરાબર ને પચાસ એમ એમનું એમાં લૅન્સ લગાવી દઈએ તો એ સારા ફોટોગ્રાફ્સ લે એમ સારા ફોટોગ્રાફ્સ આવે એમાં અને પછી એની જે શટર સ્પીડ છે એ મિનિમમ થર્ટી સૅકન્ડસ છે અને મૅક્સિમમ કહીએ કે વન બાય ચાર હજારની એની જે મૅક્સિમમ શટર સ્પીડ છે એ છે અને એ બ્લૅક કલરનું છે અને એની ડિઝાઇન છે એ સારી છે એમાં જે અ આપણે કહીએ ને એની એક કમ્પૅટિબલ કૅમેરો છે એને અફોર્ડ તો બધા લોકો કરી શકીએ અને એમાં ફોટો સારા આવી જાય અને વાત થઈ બ્રાંડની તો બ્રાંડ કૅનન છે કૅનન એક સારી બ્રાંડ છે બરાબર તો એમાં તમે જે બધા જે તમારા ઓકેશન છે એનાં તમે ફોટો લઇ શકો પિક્ચર લઇ શકો બરાબર અને જો તમે બ્લૉગિંગ કરતા હોય તો બ્લૉગિંગ માટે પણ સારું છે એટલે આપણે એમ કહી શકાય કે ઑલરાઉન્ડર કૅમેરો કહીએ ને તો એ ઑલરાઉન્ડર કૅમેરો છે બરોબર તો એ સારું આવે છે અફોર્ડેબલ પણ આવે છે પર એની પ્રાઈઝ કંઈક સાઠ હજારની પ્રાઈઝ છે અ જેમ નોર્મલી આપણે જોવા જઈએ તો સાઠ હજાર કૅમેરામાં તમે કહો લો એ કૉમન પ્રાઈઝ છે અને સારા પણ આવી જાય એમાં